ગયા થોડાક દિવસો પહેલાં મેં લીધા હતા બુટ એ બહુ સરસ હતા કારણ કે તમ જોવો તો લા હલકું વજન હતું અને ચાલવામાં બી એકદમ સરસ લાગતું હતું અને આમ જોવા જાવ તો દોડીએ સવાર ઊઠીને વોકિંગ કરીએ ચાલીએ અને એકદમ દોડીએ તો પણ બહુ સરસ લાગે આમ આપણને એવું ના લાગે કે ભાર ભાર છે આપણે કંઈ ચાલવામાં તકલીફ પડે ને કોઈ વખત નહીં એવા બુટ પેર એ છે એટલે આપણને આ બુટ બહુ સરસ હતા કારણકે આપણે કેમકે સૌથી પહેલી વસ્તુ છે કે આપણે કોઈ જગ્યાએ જઈએ તો ચાલવામાં જ આપણને એ થાય કેમકે એવા બુટ હોય ને આપણે ચાલીએ તો એ જે બુટ હતાં બહુ સરસ હતાં બુટ ચાલવામાં આપણને એકદમ એકદમ એકદમ અ રીલેક્સ જેવું લાગતું હતું આપણને બહુ થક થાક ના લાગે આમ જોવા જઈએ તો સૌથી મોટી વસ્તુ તો એ જ છે કેમકે માણસ ચાલવાથી જ થાકી જાય છે તો પછી આખો દહાડો એનો એવો જ જાય છે તો એનું શું છે મગજ પણ આમ શાંત રહે છે અને લેગ પણ એકદમ અઅ એ એ હતું અને એકદમ સારી રીતે પગનો દુઃખાવો નહીં આ નહીં તે નહીં પગનો દુઃખાવો બિલકુલ થતો નથી એને એકદમ એ હળવાશ અનુભવાય છે